હા હું રસોઈના વિવિધ પાસાઓને સમજવા માટે વાનગીઓ અને રસોઈના વપરાતા ઘટકો વિશે માહિતી આપતા પુસ્તકો વાંચું છું આ પુસ્તકોમાં રસોઈની તકનિકો ખાસ બધી સામગ્રીના ઉપયોગ અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવાની શક્યતા મળે છે આ રીતે હું રસોઈની કળામાં નવા અને વૈવિધ્યપૂર્ણ અભિગમ અપનાવી શકું છું